હું મારા જીવનમાં સ્વસ્થ જીવવા માટે સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત સમજું છું કારણ કે જો આપણે સ્વસ્થ રહીશું તો આપણું જીવન પણ સ્વસ્થ રહેશે અને આપણે જો જીવન સ્વસ્થ રહેશે તો આપણે બીજાને પણ કહી શકીએ કે જો સ્વસ્થ જીવન હોય તો આપણે આપણી આજુબાજુ ના વિસ્તારોને બી સ્વસ્થ કરી શકીએ છીએ આપણાં ઘર છે આપણાં બાળકો પિતા વગેરે લોકોને પણ આપણે કહીએ છે કે સ્વસ્થ જીવન એ આપણાં જીવનમાં મહત્વપૂર્ણ સિદ્ધાંત ભજવે છે અને હું એ માટે સવારે રોજ સવારે ઉઠીને ઊઠીને યોગા દોડવું કૂદવું વગેરે ક્રિયાઓ કરું છું ક્રિયાઓ કરી શકાય છે એનાથી આપણને આપણાં શરીર શરીરને ખૂબ જ લાભ મળે છે સારો ખોરાક ખાવો બહારનું ખાવું નહીં મેંદાનું વગેરે એવી કોઈ કોઈ ચીજવસ્તુ જેનથી આપણાં શરીરને નુકસાન થાય એવું કોઈ વસ્તુ આપણે કરવી નહીં સેવનો સેવનો ન કરો પછી ગુટખા પાન એવું નહીં કરવું એનાથી આપણને વધુ નુકસાન થાય છે આપણાં શરીરને પછી ડાઈટ કરવું વગેરેથી આપણાં શરીરને લાભ મળી શકે એ કાર્ય કરવું જીવનમાં સૌથી મહત્વપૂર્ણ જીવનમાં એ છે કે આપણે સ્વસ્થ રહીએ આપણે સ્વસ્થ રહીએ તો આપણે કોઈપણ કાર્ય કરી શકીએ છીએ કોઈપણ વસ્તુ સારી રીતે અને સંપૂર્ણ રીતે કરી શકીએ છીએ છીએ જો આપણે સ્વસ્થ ન રહીએ તો આપણે કોઈપણ કાર્ય કોઈપણ ક્રિયા વગેરે વગેરે રીતે કોઈ કાર્ય કરી શકતા નથી કેમકે જો આપણે સ્વસ્થ ન રહીએ તો પછી એ વસ્તુ આપણે કોઈ રીતે સારી રીતે નહીં કે આપણે એ સ્વસ્થ સ્વસ્થ ન રહીએ તો એ આપણાં શરીર પર શરીર પર અસર થાય છે એનાં કારણે કારણે આપણે કોઈપણ કાર્ય કરી સારી રીતે કરી શકતા નથી જો આપણે સ્વસ્થ શરીર હોય કોઈપણ આપણું સ્વસ્થ જીવન હોય તો આપણે કોઈપણ કાર્ય સારી રીતે અને સંપૂર્ણ રીતે કરી શકીએ છીએ જેમ કે ભણવું દોડવું સિંગિંગ કરવું કોઈપણ અનેક કાર્યો આપણે સારી રીતે કરી શકીએ છીએ જો જો આપણાં જીવનમાં જીવનમાં સ્વસ્થ જીવન ન હોઇ શકે તો એ એ વસ્તુ એ ખોટી છે કારણ કે આપણે સ્વસ્થ રહેવા માટે ખૃૂબ જ મહત્વનું કામ કરવું પડે છે ખેર અને સારા વ્યક્તિ બની શકીએ છે એની ઉપર આપણાં શરીર ઉપર ખૂબ જ ઉપયોગી બને છે ઉપયોગી બને છે અને તેના કારણે આપણે સારા રહી શકીએ અને જીવન સારું સુખી રીતે જીવન થઈ શકે છે એ માટે આપણે કોશિશ કરું કે આપણાં જીવનમાં સ્વસ્થ રહી શકીએ છીએ સ્વસ્થ રહી શકવું આ આવું કરવાથી આપણાં શરીરને ખૂબ જ લાભ મળે છે કોષો વગેરે વગેરે સા